આ પ્રકારની ધારણા વિશે મારું માનવાનું છે કે ક્ષેત્ર પર ઉતરીને જો આ પ્રકારનો અભ્યાસ કરીએ તો આ પ્રકારની માન્યતાને ઘણા અંશે તોડી શકાય છે એવું મનાય છે કે ગુજરાતના યુવાનો ગુજરાતી ભાષામાં પુસ્તકો વાંચતા નથી પરંતુ મારું માનવું એવું છે આજના યુવાનો પુસ્તકો વાંચતા જ નથી ખાસ જેવી ડિજિટલ ક્રાંતિ થઈ ત્યારબાદ મોબાઇલ ફોન અને બીજા બીજા ઉપકરણો આમ અને મોબાઈલ ફોનની રમતો પ્રચલનમાં આવી આ પ્રચલનમાં આવ્યા બાદ ઘણા અંશે પુસ્તકો વાંચવાનું પુસ્તકો સંગ્રહવાનું લેવાનું એ ચલણ ઓછું થતું જાય છે બીજી વાત એવી કે ગુજરાતી ભાષામાં વેચાતા પુસ્તકોની તો હાલના સમયની અંદર જો કહું તો ગુજરાતી ભાષાની અંદર ખાસ સાહિત્યની અંદર એટલું બધું પ્રભાવી લખાણ મળતું નથી શું આપણે સાહિત્ય લેખનના ઇતિહાસને તપાસીએ તો ઉમાશંકર જોશી ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ ગોવર્ધનરામ ત્રિપાઠી કે જેણે સરસ્વતીચંદ્ર જેવી નવલકથા આપી ઝવેરચંદ મેઘાણી વગેરે એવા કેટલા ઘણાં બધાં નામ લઈ શકાય કે જે લોકો ગુજરાતી ભાષા સાહિત્યને બહુ બધું પ્રદાન આપ્યું હવે આજના સમયની અંદર ગુજરાતી ભાષાનું લખાણ એટલું બધું રૂચિકર અને પહેલાના સમય જેટલું જ્ઞાનવર્ધક રહ્યું નથી એવું મારું માનવું છે આ ઉપરાંત જો આપણી એ ધારણા સાચી છે એ વિચારીને આગળ વાત વધારીએ કે ગુજરાતીના યુવાનો અથવા તો ગુજરાતના યુવાનો ગુજરાતી ભાષાના લેખકોને ઓછા વાંચે છે અથવા તો નથી વાંચતા તો એ માટે સૌ પ્રથમ તો આપણે એ કાર્ય તો કરવું જ જોઈએ કે યુવાનો પુસ્તકો વાંચતા થાય કારણ કે અત્યારની મૂળભૂત સમસ્યા એ છે કે વાંચન જ એ કેન્દ્રનો મુદ્દો રહ્યો છે કે વાંચન પ્રચલન ઓછું છે વાંચન પ્રત્યેની જે જાગૃતતા છે એ ઓછી છે તો આ બધા મુદ્દાઓને પહેલા આપણે તપાસી લઈએ તો વધુ સારું રહેશે બીજું ગુજરાતી ભાષાના પુસ્તકો વાંચતા થાય એ માટે તો સૌ પ્રથમ આપણે આપણા ભાષા સાહિત્યના વારસાને આપણા ભાષા સાહિત્યની ગરિમાને ઉજાળવી જોઈએ ક્યાંક ક્યાંક એવી બેઠકો રાખી શકાય કે જેની અંદર ગુજરાતી સાહિત્યના સ્વરૂપો જેમ કે કાવ્યો ગઝલો એની ચર્ચા થાય ગુજરાતી સાહિત્યના ઇતિહાસની ચર્ચા થાય અને એ સાહિત્યોનાં સ્વરૂપો ક્યાં ક્યાંથી આવ્યાં છે એની ચર્ચા થાય અને ગુજરાતી ભાષાની અંદર કેવી રીતે વિકાસ થાય આ બધી ચર્ચાઓને રસપ્રદ રીતે મૂકી શકાય છે અને આ ચર્ચાઓમાં એક મુખ્ય પરિબળ એ ઉમેરી શકાય કે આ ચર્ચાઓનું સ્થાન એ ના હોય કે બધાઓએ વાંચવું જોઈએ કારણ કે ઉપદેશાત્મક જે વાતો થાય છે તેનો પ્રભાવ ક્યારેય રહેતો નથી અને આવી ઉપદેશાત્મક વાતોને છોડીને આપણે યુવાનો વચ્ચે યુવાનોને લગતી યુવાનો માટેની સમસ્યાઓ અથવા તો વાતોને ધ્યાનમાં લઈને એક આખો નવો અભિગમ વિકસાવવો પડે અને આ આ પ્રકારના અભિગમ માટે પૂરતો સમય ફાળવી અને કાર્યો થાય તો યુવાનો પોતાની ભાષાના સાહિત્ય તરફ વળે બીજું ભાષા સાથે સંકળાયેલ જો સૌથી નજીકની વસ્તુ હોય તો તે છે સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ થી જો યુવાનો એના તરફ જો આકર્ષાય આ સંસ્કૃતિ જો યુવાનોને જો પ્રભાવિત કરે એના મહત્વને જો યુવાનો પોતાની અંદર ઉતારે તો એક બીજી વસ્તુ છે કે જ્યારે ભાષાવિદો કહે છે કે કોઈ પણ ભાષાને જીવતી રાખવી એ સાહિત્યનું કામ નથી પણ કોઈ પણ ભાષાને જીવતી રાખવા માટે એની સંસ્કૃતિને જીવતી રાખવી પડશે જો સંસ્કૃતિ મરશે તો ભાષા મરશે જો ભાષા મરશે તો સંસ્કૃતિ મરશે આવો ભાષા વિજ્ઞાનનો એક સમાન્ય અભિગમ છે હવે યુવાનો જેમ બને એમ વધુ સંસ્કૃતિ તરફ વળે એના વિશે વાતો કરે એને જાણે એની સાથે એની સાથે સંકળાયેલ અલગ અલગ પ્રકારની વાતો જાણે અને જો ત્યાંથી એને રસ પડે એવી વાતોને આપણી ભાષાની અંદર મૂકવામાં આવે ચર્ચવામાં આવે અને નવા નવા લેખકો આપણા ભાષા સાહિત્યના જૂના ઇતિહાસથી કાંઈક કાંઈક પ્રેરણા લઈ કશુંક શીખે નવું ઉમેરે તો મારું એવું માનવું છે કે ગુજરાતી ભાષાના લેખકો જો અત્યારે ઓછા વચંતા હોય તો એના વાંચનની અંદર વધારો થાય